જ્યારે આપણે શાળામાં ભણવા જતા હોય છે ત્યારે ખૂબ ચિત્રામણ કરતા હોઈ છીએ અને અનેક જાતનાં ચિત્રો બનાવતા હોય છે જેમાં અનેક અનેક પક્ષીઓ દોરતા હોય છે અમુક પ્રાણીઓના ચિત્ર દોરતા હોય છે બગીચા દોરતા હોય છે ફૂલ દોરતા હોય છે ઝાડ દોરતા હોય છે એવી રીતે આપણે અમુક દોસ્તોની ખીલી પણ ઉડાવતા હોય છે જેવી રીતે કે એમનું ઘર બનાવતા હોય છે અને ઘરમાં આપણે એમનો ફોટો પણ લગાડતા હોય છે એમના લાંબા વાળ રાખતાં હોય છે અને દાંત મોટા બનાવી દેતા હોય છે જ્યારે એમને એવું લાગે કે એ ખુશ થઈ જાય છે મારું ઘર આવી રીતે બનાવ્યું ને મારા આવા આમ લાંબા દાંત બનાવી દીધા આમ તે બહુ ગુસ્સે પણ થાય છે પછી આપણે એને ખુશ કરવા માટે એના ખૂબ સારું ડ્રોઈંગ ઘર અને એમના માતા પિતાનો ડ્રોઈંગ તૈયાર કરતા હોય છે ત્યારે એમના મમ્મી પપ્પાનો નામ લખી દેતા હોય છે નીચે ત્યારે ખુશ થઈ જાય છે મારું ઘર અને મારા મમ્મી પપ્પાનું ચિત્ર દોર્યું છે તો બીજા જોવે છે ત્યારે એમને પણ ખૂબ સારું લાગે ત્યારે લોકો પણ કહેતા હોય છે મારા ઘરે ઘરમાં પ્રિન્ટ કરવાની છે ત્યારે એ પણ આપણને લઈ જતા હોય છે પ્રિન્ટિંગ કરવા અમુક દીવાલો પર પ્રિન્ટ કરવાનું હોય છે જે કોઈકને ફૂલ દોરવું હોય જેવી કે કે કે ગુલાબ દોરવો હોય કોઈને કમળ પાડવું હોય કોઈને આમ અનેક જાતના ફૂલો દોરાવા હોય છે કોઈને મોર દોરાવો હોય છે કોઈને કબુતર દોરાવો હોય છે કોઈને પોપટ દોરાવો હોય છે એવી રીતે આપણને કહેશે કે મારે આનું ચિત્ર દોરવો છે તો આપણે શરૂઆત કરતા હોય છે ત્યારે દીવાલમાં આપણને કહે છે કે આટલી દીવાલમાં આપણે આટલા ચિત્રો દોરવાના છે તો આપણે શરૂઆત કરતા હોય છીએ જ્યારે ચિત્રો દોરતા દોરતા ખૂબ સારા જુએ છે ચિત્રો થઈ જાય છે ત્યારે એક દિવસ સંસ્થાના માણસો અમારા ઘરે એમના ઘરે આવીને બેસે છે અને એમને પણ ચિત્રો ખૂબ સારા લાગે છે ત્યારે એ પણ આપણને કહેવા લાગે છે કે આ ચિત્રો હવે કોણે દોર્યાં છે એમનો અમને પહેચાન આપજો તો અમારે પણ અમારે સંસ્થામાં આવા અનેક ફૂલો દોરાવા છે અમારે લઈ જવું છે એમને તો અમે અમારો કોન્ટેક્ટ કરે છે અને અમારા ઘરે આવે છે ત્યારે અમે પણ જતા હોય છે અનેક જાતનાં ફૂલો દોરતાં હોય છે પક્ષીઓ દોરતા હોય છે પ્રાણીઓ દોરતા હોય સંસ્થામાં એમને ખૂબ સારું લાગે છે અને ખૂબ જ સારા સારા પેન્ટિંગ કરતા હોય છે અને આપણે ત્યાં એ લોકો કહે એમ એમ આપણે દોરતા જઈએ અને આપણે ખૂબ જ સારા સારા દોરતા હોય છે એમને પણ સારું લાગતું હોય છે આપણને એવી રીતે એ લોકો ખુશ ખુશ થઈ જાય છે અને સારા આશીર્વાદ આપતા હોય છે આપણને એવું લાગે જાણે આપણે બહુ ખુશ ખુશ થઈ જઈએ આપણને સારા આશીર્વાદ મળે ત્યારે આપણે પણ ખુશ હોય છે જ્યારે મને સારા આશીર્વાદ મળ્યા છે તો હું ખુશી ખુશી ઘરે આવું છું અને ઘરે મમ્મી પપ્પાને કહું છું કે હું ખૂબ સરસ ચિત્રો પાળ્યા છે અને મને ખૂબ સારા આશીર્વાદ મળ્યા છે એ તો મમ્મી પપ્પા પણ ખુશ થઈ જાય છે મારો છોકરો આજે ખૂબ સારા ચિત્ર દોર્યા છે અને એને ખૂબ સારા આશીર્વાદ મળ્યા છે એવી રીતે ખૂબ જ ખુશાલ થઈ જાય છે અને આપણને આ ગામથી બીજા ગામ પણ લઈ જાય છે અમુક આપણને એક બીજા ચોપડીઓ આપી જાય છે કે મારો પણ આમાં ચિત્ર પાડી દેજે તો આપણે એમાં પણ પાડતા હોય છે છોકરાઓ કહેતા હોય છે કે મને અહીંયા ચિત્ર દોરી આપો ત્યારે આપણે ચિત્ર દોરતા હોય છે ત્યારે ખૂબ સરસ દોરતા હોય છે ગાય બકરી ગોવાળિયો ઢોર ચરાવા જતો ગાયો ચરાવા જતો હોય એવો ગોવાળિયો દોરતા હોય છે ત્યારે છોકરાઓ ખુશ ખુશ થઈ જાય છે જોઈને કે આમાં ગોવાળિયો દોર્યો છે ગાયો ચરાવા જતા ગાયો પાણી પીતી હોય છે એવી રીતે દોરતા હોય છે જેથી છોકરાઓ ખુશ થઈ જાય સે અને ખૂબ જ મનોરંજન કરે છે